હેલો વિદ્યુત બોર્ડની ગ્રાહક સેવામાંથી તમે વાત કરો છો મેં નવેમ્બર અને ડિસેમ્બરનું લાઇટ બિલ મેં ઓનલાઈન ચૂકવેલું હતું જેની મને ઔ નો મેસેજ મળ્યો છે કે તે ઓનલાઈન ભરાએલું નથી તો તમે જણાવી શકશો કે મારી અત્યારે નવેમ્બર અને ડિસેમ્બરનું ઓનલાઈન બિલ મેં ચૂકવેલું છે એ અત્યારે ચૂકવાઈ ગયું છે કે બાકી છે જો બાકી હોય તો મેં ઓનલાઈન જે પેમેન્ટ કરેલું હતું એની મારી પાસે રિસીપ્ટ છે જો નહીં ચૂકવાયું હોય તો તે મન પૈસા રિફંડ મળી શકશે કે શું એવું તમે જણાવામાં નમ્ર વિનંતી છે